સૌપ્રથમ તો હું પાણીનું ક કનેક્શન બરાબર ચેક કરીશ કે કઈ જગ્યાએથી સાગ ક્યાઈ લીકેજ કે દબાણ તેના પાઇપ ઉપર દબાણ આવી ગયું હોય અથવા તો પાઇપમાં કચરો જામ થઇ ગયો હોય કે વગેરે વગેરે કારણો ચકાસીને શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશ અને પછી આ સમ જે તે કંઈ સમસ્યા મડે તેનો ઉકેલ કે દાખલા તરીકે કચરો જામી કચરો જામી ગયો હોય તો તેને દૂર કરવા માટેના વિવિધ પ્રયત્નો કરીશ અને મારા તરફથી જે મારા ઘરે કનેક્શનમાં વાં ખામી હોય તે દૂર કરીશ અને તેમ છતાં પણ જો પાણી ઓછું દબાણ પાણીમાં ઓછું દબાણ જોવા મળે તો હું નગરપાલિકામાં ફોન કરી અને તે લોકોને પૂછીશ કે આવું શા માટે છે અને તેને દૂર કરવા માટે વિનંતી કરીશ